હું યૂટ્યૂબ પર ટીવી પર ઘણી બધી સીરીયલોને બધું જોવું છું યૂટ્યૂબ પર પછી પહેલાં એની પર ઘણે બધી જાત જાતની રસોઈ શો બધું જાત જાતનું આવે છે તેમાં બધી સિરિયલો પણ ઘણી સારી આવે છે અનુપમા અનુપમામાં અનુજ બા બા બાપુજી કિંજલ તોશું ને બધા ઘણા બધા કાવ્યા બધા ઘણા બધા સારા સારા અંદર કલાકારોનું કામ સરસ છે બધા એમાં અનુજનું અને અનુપમાનું કામ વધારે સારું છે મજા આવે છે સીરીઅલ જોવાની તેમાં પાછી બીજી સીરીઅલ છે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ યે રિશ્તામાં બી અક્ષરાથી ચાલુ થઈ ગયું છે ઘણા વર્ષથી એ ઘણો લાંબા ટાઈમથી એ ચાલુ છે તેમાં અક્ષરાને એની સીરીઅલ છે એમાં ત્રણ જણ બદલાયા અક્ષરા અક્ષરાને પછી છેલ્લે અભીરાજ ઘણી સીરીઅલોમાં જોવા મજા આવે છે તેમાં પછી એમાં છે કપિલ શર્મા કપિલ શર્માનો પ્રોગ્રામ હું જોવું છું એનો હાસેક હાસ્યનો બહુ ફાઈન પ્રોગ્રામ છે તેમાં હમણાં હમણાં તો બે ત્રણ દિવસથી ઘણા દિવસથી હું આ જોવું છું કપિલ શર્મા શો મજા આવે જોવાની જાતજાતનું હસવું અંદર જે હાસ્ય કલાકારો છે જે બધા તે પણ જોવાની મજા આવે છે એમાં કપિલ શર્મામાં હાસ્ય બધા ન્યુઝરીડર અંદર અન્ય કલાકારો બધા ઘણા બધાઓની પર લાવે છે આજે બિંદુ અને પેલી એમાં અરુણા ઈરાની હતા પછી બીજા એમાં હતા સીઆઈડીના કલાકરો હતા બધા અન્ય કલાકરોને લાવીને ઘણું મનોરંજન કર કરતા હોય છે મજા આવે છે જોવાની તેવી રીતે અમાર રસોઈ શો યૂટ્યૂબ પર રસોઈ શો પણ હોય છે ને તે પર મારા દીકરાને કેનેડા ગયો છે એટલે ત્યાં બતાઉં છું એને કેનેડાનું કે રસોઈ શોમાં આ આજે આ શાક હતું આજે આ શાક હતું આવી રીતે બનાવાનું કેવી રીતે કઈ રસોઈ તને ભાવતી છે તે બનાવાની તે જોવાનું ને તેવી જ રીતે તારક મેહતા બી આવે છે તારક મહેતાનો શો બી મજા આવે છે તેમાં તેમાં જેઠાલાલનું કામ બી બહુ મજા આવે જોવાની ટીવી જોવાની આનંદ મળે છે હાસ્ય હાસ્ય શો હોય તો ટીવી જોવાની મજા આવે તેમાંથી આનંદ મળે છે